પહેલાં અમે ગણતરી અમારી જાતે કરતા હતા પરંતુ હવે મોબાઈલ અને ટેક્નોલોજી આવી ગઈ છે તો અમે હવે એનો યુઝ કરી અને એ અમે વાપરીએ છીએ પછી બીજી વસ્તુ એ કે પહેલાં અમે ન્યૂઝપેપર જે છાપા ઘરે આવતા હતા એમાં નવી નવી વસ્તુઓ કે જોતા હતા અને એમાંથી અમે જ્ઞાન મેળવતા હતા પણ હવે એ પણ મોબાઇલમાં અને ટેક્નોલોજીથી બધું અવેલેબલ છે તો એમાં અમે યુઝ કરી લઈએ છે